હમણાં જ મને એક આકસ્મિક મિટિંગ માટે નાની નવી જગ્યાએ જવાનું છે મને કેબ બૂક કરવી હતી પણ હું શંકાસ્પદ છું કે ત્યાં નજીકમાં કેબ મળી શકે છે કે નહીં એ વિસ્તાર નવી સિવિલ હોસ્પિટલની નજીકમાં જ છે હમણાં જ મારો પ્લાન બન્યો છે અને મને તરત જ જવું પડશે અને હમણાં તો પિક અવર્સ છે અને એનો અર્થ છે કે કેબ મળવું મુશ્કેલ હશે તો શું બીજો કોઈ વિકલ્પ હશે શું મને ત્યાં જઉં તો રિક્ષા મળી શકશે અને જો ત્યાં જઈને મને રિક્ષા ન મળે તો મારે શુ કરવું રિક્ષાવાળાને મારે શું કહેવું કે મને કઈ જગ્યાએ અને કઈ રીતે લઇ જાય